ભારતીય અર્થતંત્રના સુધારામાં નાના નાના ગૃહ ઉદ્યોગોનો ખૂબ મોટો ફાળો છે આજના સમયમાં કે જ્યારે કોઈ એક જગ્યાની વસ્તુ બીજે જગ્યાએ પહોંચાડવી એક સ્પોટનો સાધનો છે એની વ્યવસ્થા પણ વધી ગઈ છે અને એટલા માટે થઈને નાના નાના ગૃહ ઉદ્યોગો કરતા લોકો પણ પોતાની ચીજ વસ્તુ પોતે બનાવેલી વસ્તુઓ કે સામગ્રીઓ અન્ય રાજ્ય કે અન્ય દેશોમાં આરામથી વહેંચી શકે છે તેનો અમુક ટકા હિસ્સો ભારતના અર્થતંત્રને જાય છે તો આ રીતે જોઈએ તો ભારતની અંદર જ ગૃહ ઉદ્યોગોનો ખૂબ મોટો ફાળો છે અને મોટા ઉદ્યોગોની વાત કરીએ તો મુખ્ય ઉદ્યોગોમાં મત્સ્ય ઉદ્યોગ એ મારા મત મુજબ સૌથી મુખ્ય ઉદ્યોગ છે કે જેનો સૌથી વધુ ફાળો રહ્યો હોય ભારતના અર્થતંત્રના વિકાસમાં કારણકે ભારતને ત્રણ બાજુ દરિયો છે અને ત્યાં ભરપૂર માત્રામાં અગિયારાઓ મીઠું પકાવે છે તેમજ માછીમારો માછલીઓ પકડે છે તો આ રીતે નમકનો ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ આ બે મોટો ફાળો આપે છે અને હા બસ આ બે ઉદ્યોગો એવા છે કે જે મુખ્ય મોટા ભાગે મોટા ભાગનો ફાળો આપે છે ડિજિટલ માર્કેટ પેમેન્ટ અને ઇન્ટરનેટ બેન્કિંગનો એમ કહી શકાય કે તેનાથી નાણાકીય વ્યવહાર છે એ સરળ બન્યા છે પહેલાં જ્યારે કોઈ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા નાખવા માટે બેન્ક પર જવું પડતું જુદાં જુદાં ફોર્મ ભરવાં પડતાં હવે એની બદલે એક ટચથી ફોનમાં એક એપ દ્વારા એ શક્ય બન્યું છે તો એ પણ માણસોનો સમય બચાવે છે અને કાર્યને વધુને વધુ સરળ અને સેફ બનાવે છે